મને ટેલિવિઝન જોવાનો શોખ છે પણ મારી પાસે સમયનો અભાવ હોવાને લીધે હું જોઈ શકતો નથી પરંતુ મને આ બધામાં બિગબોસ કાર્યક્રમ જોવાનો વધારે શોખ છે પ્રથમ મેં જ્યારે જોવાની શરૂઆત કરી ત્યારે મને આ કાર્યક્રમ ઓછો પસંદ આવ્યો હતો ત્યારબાદ જ્યારે એના દરેક ભાગ જોવાની શરૂઆત કરી ત્યારે મજા આવી આ કાર્યક્રમમાં પહેલાં તો બધા જ અલગ અલગ હસ્તીઓ ભાગ લે છે અને તેમાં કોઈ ઘડિયાળ કે પેપર પેનનો પણ ઉપયોગ થતો નથી તેથી તેઓ નાનામાં નાની બાબતોમાં પણ ઝઘડો કરે છે અને આ કાર્યક્રમના અંતે એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં જો આપણે જોવા જઈએ તો ઘણું બધું શીખી શકીએ છીએ અને આ કાર્યક્રમ માટે હું અચૂકથી સમય કાઢું છું અને જો હું ટેલિવિઝનમાં જોવાનો સમય ન હોય તો ઓનલાઈન વૂટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જોઈ લઉં છું